હલો શિવશંકર ભોજનાલય હા મહારાજ અમે લોકો કચ્છમાંથી આવ્યા છીએ પંદર અ પંદર સોળ માણસો છીએ અને અમને તમારો રેફરન્સ આપ્યો હતો કે તમારે ત્યાં જમવા માટે સારું મળશે એટલે અમે લોકો ફરતાં ફરતાં ફરતાં અમારે આખી ગુજરાતની અ ટ્રીપ છે અમદાવાદમાં અમે સાત એક દિવસ છ કે સાત દિવસ રોકવાના છીએ તો તમારે ત્યાં અમારે જમવાની ગણતરી છે તો તમે જમવામાં શું અમને સારું બનાવી શકો એમ બરાબર બરા બરા બરાબર ઓહો સરસ

ના એટલે અમારા ટેસ્ટમાં તો કેવું છે અમે લોકો કચ્છ બાજુનાં છીએ ને એટલે થોડીક તીખી આઈટમ હોય ને તો અમને તીખી આઈટમ ખાવાની ટેવ છે અને ત તમે કીધું બરાબર છે કે સાંજે તો ખીચડી રોટલો ચાલે પણ સવારમાં થોડો હૅવી નાસ્તો જોઈએ એટલે હૅવી નાસ્તામાં શું બનાવી શકીએ એમ એટલે અમે લોકો એકવાર તમારે ત્યાંથી નીકળી ગયા જમીને પછી બપોરે જમવા આવવાનું મુશ્કેલ પડશે એટલે લંચ નહીં કરીએ સવારે દસ વાગે હૅવી નાસ્તો નાસ્તો કરીને નીકળી જઇએ અમે એટલે પછી સાંજે સીધા જમવા માટે જ આવીશું સાત વાગે એમ

ના પેલાં ગાંઠીયા ગા ગા પેલાં જે ગાંઠીયાને મરચાં મળે સવારે ગાંઠીયા મરચાં

કારણ કે અમારે અમારે અમારે વડીલ સાચું કહું ને તો પ્રોબ્લમ કેવો છે અમે સત્તર જણા છીએ ને સત્તરમાં જમવાવાળાનો ટેસ્ટ ચાર પાંચ જણાના અલગ છે અમારે ત્યાં ત્રણ ચાર જણા એવાં ટિપિકલ છે ને કે એ લોકોને સવારે ગાંઠીયા ને મરચાં જ જોઈએ છે અને તમને કેમ રિક્વેસ્ટ કરવાની હા

સરસ સરસ સરસ સરસ હા હમમ અને એને ના ના એટલે સારું સારું છે અને બીજું કે સવારે શીરો બને ખરો નાસ્તામાં અને અમારે શીરો શીરો સવારે આપણે શીરો જો બનાવી શકતા હોવ તમે દ્રાક્ષ નાખીને શીરો એટલે બે ત્રણ જણા અમારે કેવા શોખીન છે એ લોકોને ગળ્યું ખાવાના બહુ શોખીન છે અમે લોકો ફરતાં ફરતાં દરેક જગ્યાએ અમારે તકલીફ આ જ પડી દરેક જગ્યાએ અમારે એમનાં માટે સ્પેશિયલ ગળ્યું બનાવવું પડે છે એટલે સવારે ગળ્યામાં તો એક શીરો હોઇ શકે અને બીજું તો શું અપાય ગળ્યું પણ આમ નોર્મલી અમે હા હા સ્વીટમાં જલેબી ચાલે તો પછી છે ને તો નહીં એકજેટલી તો શીરો સાંજે રા રાખશું આપણે અને સાંજે તો પેલું તમે કીધું છે ખીચડી કઢી છે રોટલા છે કે જે અ માખણ છે એ રીતના ટૂંકમાં પેટર્ન આપણે પ્યોર અ સોરાષ્ટ્રનું ખાણું કહેવાય એ સાંજે ચાલશે અચ્છા ચાર્જીસનું શું છે તમારે ત્યાં ચાર્જ ચાર્જ કેટલો થાય છે બે ટાઇમનો હમમ

બહુ સર સરસ સરસ સરસ પણ એની પર જી એસ ટી નહીં લાગે ને જી એસ જી જી એસ ટીના લગાવતા આપણે પૈસા કૅશથી આપીશું

હા બસ બસ ઓકે હા હવે હવે સાહેબ છે ને ના ના એકજેટલી આ આ તમારું એકજેટ ફાઈનલ કર્યું આપણેૈ હવે આ આપણે રાખ્યું સાત દિવસનું પાંચ દિવસ આ મેન્યુનું રાખીએ અને એક દિવસ એવું રાખીએ અમે કે તમારે ત્યાં અમદાવાદમાં જે ફેમસ છે ને પેલાં કંઈક કહે છે ને કે ઢોકળાં અને અ અ શુ ખમણ અને ઢોકળા અને થેપલાં એવું કઈક અમે તો ત્યાં કચ્છમાં સાંભળીએ છીએ કે અમદાવાદનાં થેપલાં ઢોકળાં હા ખમણ ઢોકળાં હાંડવો હાંડવો હાંડવો હા બસ એટલે એક દિવસ એ રાખજો છઠ્ઠા દિવસે અને સાતમા દિવસે છે ને થોડું ફેન્સી આઈટમ કે મઠ્ઠો છે કે એવું કંઈક લેટેસ્ટ આઈટમ હોય ને તો પેલા છોકરાઓ હા એટલે એકાદ દિવસ એવું રાખીશું આપણે એટલે પાંચ દિવસ આપણે વાત થઇ એ પ્રમાણે અને છઠ્ઠા દિવસે અને સાતમા દિવસે એ પ્રમાણે થોડું ચેન્જ કરીશું બરાબર હા એટલે તમે મને એડવાન્સ તમે કહો એટલે હું તમને મોકલી આપું તમને

ના ના તમારે એવું એવું હોય ને તો ગુગલ પે કરી નાખીશ ઉચ્ચક તમને લમસમ ઓકે કે થેંકયુ થેંકયુ મહારાજ ઓકે